બેન્કો સિવાય લોકો નાણાં ઉધાર લેવા માટે ઘણી બધી જગ્યાએ જાય છે જેમકે વ્યાજનો ધંધો જે લોકો કરતાં હોય વ્યાજનો વ્યવસાય કરતાં હોય એમની જોડે લોકો જાય છે ત્યાં આગળ એ તે તેમનો પ્રશ્ન કે છે વ્યાજવાળા તેમનો પ્રશ્ન સાંભળે છે અને પછી તેમને જ તે રકમ જોઈતી હોય એ અલગ અલગ વસ્તુ ગીરવે મૂકીને જેમકે ચેક છે ઘરના ડોક્યુમેન્ટ્સ એટલે કે પ્રોપર્ટી છે પછી સોનું છે સાધન છે વગેરે તમારી સાથે લે છે અને તમારા જોડે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરે છે કે હા મે આ વ્યક્તિ જોડે પૈસા લીધા છે અને જે તે રકમ હોય એની ઉપર અમુક ટકા એટલે કે જે આપણે વ્યાજ કઈએ એ લે છે અને ઘણી બધી એ લોકોની અલગ અલગ એ હોય છે પ્રક્રિયા કે જેના દ્વારા તમને એ વ્યાજ ઉપર પૈસા આપે બઉ અલગ અલગ વસ્તુ છે